ધાર્મિક સ્થળો ધાર્મિક સ્થળોમાં વિવિધ સ્થળોનો સમાવેશ થાય છે મંદિર મસ્જિદ ચર્ચ મંદિરમાં પણ આપણે વિવિધતા જોઈએ છીએ કે દરેક સંપ્રદાયના કારણકે ભારતમાં વિવિધ સંપ્રદાય છે તો વિવિધ સંપ્રદાયોના મંદિરો જોવા મળે છે તો દરેક મંદિર મંદિરો હોય છે અલગ અલગ સ્થાના હોય છે ત્યાં અલગ અલગ પ્રસંગો યોજાતા હોય છે આપણે જોઈએ છે કે સ્વામીનારાયણ સંપ્રદાયમાં દર રવિવારે મંદિરે બધા સાથે મળી અને ભજનો કરે છે તેમજ કોઈ સંત મહાત્મા પ્રવચન આપે છે તેમજ તે સભાઓ યોજવામાં આવે છે આમ ધાર્મિક સ્થળોએ વિવિધ પ્રકારના પ્રસંગોની ઉજવણી થતી હોય છે ધાર્મિક સ્થળોએ આમ જોઈએ તો માત્ર ધર્મને લગતા પ્રસંગો નહીં પરંતુ સામાજિક પ્રસંગો પણ થતા હોય જોતાં જોવા મળે છે આપણે ઘણી વખત જોઈ શકીએ છીએ કે ધાર્મિક સ્થળોએ સમાજના કેટલાક અગત્યના આપણે ચૂંટણી પ્રચાર વખતે પણ જોઈએ છે કે મંદિરોમાં સભાઓ યોજવામાં આવે છે તેમજ કોઈ તહેવારો આવતા હોય છે તો તહેવારોની ઉજવણી પણ મંદિરોમાં કરવામાં આવે છે ધારોકે જન્માષ્ટમી હોય છે જન્માષ્ટમી હોય છે ત્યારે દ્વારકામાં ભવ્ય ઉજવણી થાય છે રામનવમી ઉપર અયોધ્યામાં ભવ્ય ઉજવણી થાય છે દરેક મંદિરમાં દરેક પ્રોબ્લેમ શરૂ દરેક મંદિરમાં વિવિધ દરેક મંદિરમાં વિવિધ પ્રકારના પ્રસંગોની ઉજવણી થતી હોય છે આપણે એમ પણ જોઈ શકીએ છીએ કે લોકો સાથે મળીને સામૂહિક પ્રાર્થના કરે છે મસ્જિદમાં જોઈએ છીએ કે રાત્રે આપણે મંદિરમાં મસ્જિદમાં જોઈએ છે કે રાત્રે મળીને બધા પ્રાર્થના પ્રાર્થના તો ન કહી શકાય પણ તે લોકો શું કહેવાય કે બંદગી કરે છે એવી જ રીતે ગુરુદ્વારામાં માણસો મળીને તેના પાઠ કરે છે આવી રીતે ધાર્મિક સ્થળોએ વિવિધ પ્રકારના પ્રસંગોની ઉજવણી થાય છે તેમજ તે સામાજિક કાર્યો પણ જોવા મળે છે તે આમ આપણે કહી શકીએ કે મંદિર એવું સ્થાન છે જ્યાં પ્રસંગોમાં દરેક ઉંમરની વ્યક્તિ હોય છે બાળક યુવાન વૃદ્ધ ત્રણેય પ્રકારની વય આયુ ધરાવતા લોકો ત્યાં એકત્રિત થયેલાં હોય છે જેના લીધે માત્ર તે પ્રસંગો નહીં પરંતુ આમ જોઈએ તો એક સામાજિક એકત્રીકરણનું કાર્ય પણ કહી શકાય છે ધાર્મિક સ્થળોએ ધાર્મિક સ્થળોએ દરેક પ્રકારના માણસો હોય છે અમીર ગરીબ દરેક પ્રકારના લોકો હોય છે અને તે લોકો સાથે મળીને ઈશ્વર આરાધના કરે છે અહિયાં પ્રસંગોની ઉજવણી લોકો સાથે મળીને કરે છે માણસ પોતાની એકલતાથી દૂર જઈને લોકો એક બીજાની સાથે રહેવાનું શરૂ કરે છે લોકો એક બીજાની માટે રહે છે લોકો એક બીજાની સાથે જોડાવાનું શરૂ કરે છે તો કહી શકાય છે કે મંદિર મસ્જિદ કે પછી ગુરુદ્વારા કે કોઈ પણ મઠ યા તો કોઈપણ ચર્ચ હોય છે ત્યાં લોકો સાથે મળીને વિવિધ તહેવારોની ઉજવણી કરે છે વિવિધ પ્રસંગોની ઉજવણી કરે છે તે પોતાના ઈશ્વર આરાધ્યને અનુરૂપ ઉજવણી કરે છે જેના લીધે સમાજમાં એકતા સ્થાપિત થાય છે આ દરેક પ્રસંગોની ઉજવણીના લીધે જ તે સમાજમાં આપણે એ સાતત્ય જોઈ શકીએ છીએ લોકોમાં એકીકરણ જોઈ શકીએ છીએ અલગ અલગ વિસ્તારમાંથી અલગ અલગ ગ્રુપના લોકો આવે છે અલગ અલગ વર્ગના લોકો આવે છે અલગ અલગ વયના લોકો આવે છે પણ દરેકનું ત્યાં કાર્ય શું હોય છે તો કે માત્ર એક જ તે કે જે એક કાર્ય કરવા માટે વિવિધ લોકો એકત્રિત થાય છે તો આમ જોઈએ તો ધાર્મિક સ્થળોએ આટલા અલગ અલગ વિવિધ સાંસ્કૃતિક લોકો ભેગા થઈને મળીને કાર્ય કરે છે ઉત્સવ ઉજવે છે અહીં આપણી એકતા પ્રદર્શિત થાય છે અહીં આપણે લોકો કીર્તન કરીએ છીએ સાથે મળીને વાતચીત થાય છે માણસો એકબીજાના અંદર સમજતા થાય છે અને લોકોમાં એકબીજા માટેનો પ્રેમ લાગણી હુંફ વધે છે અને ઈશ્વર પ્રત્યે તેમજ તે જે કોઈપણ કારણસર ભેગા થયા હોય તે પણ થાય છે તેમ આપણે જો ખાલી માત્રને માત્ર ત્યાં ધર્મને લગતી સભાઓ થાય છે એવુ જ નહીં ચૂંટણીને લગતી સભાઓ થાય છે સામાજિક કાર્યક્રમો પણ થાય છે ક્યારેક ક્યારેક જોઈએ છીએ કે મંદિરમાં અને એવી જગીયાએ સત્સંગ હોય છે બેસણાં હોય છે કોઈના પારિવારિક પ્રસંગો પણ ત્યાં જોવા મળે છે તો ધાર્મિક સ્થળોએ વિવિધ પ્રકારના પ્રસંગો યોજી શકાય છે